મેં ફોટોગ્રાફીની ઓટોમેટિક કે ઔપચારિક કોઈ તાલીમ લીધેલી નથી પરંતુ ફોટોગ્રાફી મારો શોખ છે વિવિધ પ્રકારનાં કુદરતી ફોટોગ્રાફ્સ પાડવા બર્ડ્સના ફોટોગ્રાફ પાડવા એનિમલ્સના ફોટોગ્રાફ પાડવા વાઈલ્ડ લાઈફના ફોટોગ્રાફ પાડવા એ એક મારી હોબી છે જેના દ્રારા હું એક કુશળ અને સારો ફોટોગ્રાફર બનવા માગું છું ઉપરાંત આ ફોટોગ્રાફીનાં દ્રારા સ કેવી રીતે વિવિધ પ્રકારનાં ફોટોગ્રાફને સારા એંગલથી જોઈ શકાય એ પણ હું જોવાનું પ્રયત્ન કરું છું